અહિયાં ક્યારની ચા મંગાવી છેને જ્યાં ચા આઇવી ત્યારે હાવ ચા ઠંડી આઇવી તી

ચા હાવ ઠંડી આઇવી છે અવ રીતે તમે તમારા હોટલનો સર્વિસ રાખો છો હું અહિયાં જ હતી હવે અમારે ચા જ નતી પીવી મે ખોટા અહિયાં એક તો પૈશાને વેડવા પ્લસ તમે મને હાવ ઠંડી ચા આઇપી અત્યારે હું અહિયાં જ હતી જ્યારે તમે મને ચા મોઈકલી અત્યારે મને ચા પેલીથી જ ઠંડી અઈપીતી હવી રીતે તમે તમારા કસ્ટમબર હારે વર્તન કરો છો અમારા બીજા પણ કાઈ કામ હોઇ કે નઇ તો હજી હજી ક્યાં સુધી મારે રાહ જોવાની તમારા ચા ની અને હવે તો ચા ગરમ જ આવસે કે ઠંડી આવસે હ જલ્દી મોકલાયે રાહ જ જોવું છું